હેલો હેલો હા આપ નરસિંહ મહેતાના ચોરાના પૂજારી બોલો છો હા મારે આપના મંદિરનો થોડો ઈતિહાસ જાણવો હતો અને હું જૂનાગઢ આવેલ છું એટલે મારે દર્શન કરવા છે તો મંદિરનો ઈતિહાસ મને કહી શકશો હા હમ હમ હા હા હા ઓહો હા હા હા હમ હા ઓહોહો અહં હા બરાબર છે હા હા હા બરાબર છે હમ હા હા હા હા રાસ ચોરો બરાબર છે હમ હા હા હમ હા બરાબર બરાબર છે મારે ત્યાં દર્શન કરવા આવવું હોય તો મંદિરનો સમય શું છે હા હા બરાબર છે હા તો દર્શન આટલું સરસ સ્થળ છે અને એનું આટલું બધું ધાર્મિક મહત્વ છે તો મારે દર્શન કરવા છે એટલે જ જરૂર એની હું મુલાકાત લઈશ અને હા હા હા બરાબર છે બરાબર છે ચોક્કસ દર્શનનો લાભ લઈશું અમે હા હા